મારો રોજગાર વીજળી આધારીત નથી હું એક નિવૃત્ત પોલિસ અધિકારી છું પણ વીજળીની જે સમસ્યાઓ છે તેનાથી હું ઘણો પરિચિત છું કાર દાખલા તરીકે ટીવી જોતા હોય અથવા કમ્પ્યુટરમાં કામ કરતા હોય અથવા ઘરનું બીજું કોઈ કામ કરતા હોય એવા વખતે વીજળી જાય તો હવે વીજળી જાય તો પંખા જ બંધ થઈ જાય ટીવી બંધ થઈ જાય સમજીલો કે આપણા ફ્રિજ બંધ થઈ જાય તો ફ્રિજમાંની વસ્તુઓ બગડી જાય તાત્કાલિક ફોન કરીએ તો કે રિપેરિંગ થશે બે કલાક પછી આવશે કલાક પછી આવશે આવા સમયની અંદર માણસને અકળામણ થાય જ ને હવે અત્યારના સંજોગોમાં એના ઉપાયો ઉપલબ્ધ છે ઈન્વર્ટર જે છે એક વ્યવસ્થા છે તો એ તમારા ઘરમાં હોય તો તમે તાત્કાલિક થોડાક સમય પૂરતા થોડાક એમ કે જે સાધનોનું તમે ઈન્વર્ટર પર ઉપયોગ કરી શકો દાખલા તરીકે રાતનો સમય હોય તો તમે એક બે પંખા અથવા એક બે વીજળીના ગોળાથી તમે તમારું અજવાળું કરી શકો બીજી વાત અત્યારે હવે તો ઈન્વર્ટરથી પણ આગળ સમય થયો છે હવે લોકો પોતાના ઘરે વીજળી ઉત્પન્ન કરતા થયા છે કે સોલાર સોલર સિસ્ટમથી લોકો વીજળી ઉત્પન્ન કરે છે એટલે મોટા મોટું એરિયા હોય તો એ એ લોકો પોતાની વીજળી પણ ફ્રીમાં મળી શકે છે અને વધારાની વીજળી હવે બોર્ડને અથવા સંસ્થાઓને વેચી પણ શકે છે એટલે હવે તો વીજળી માટેની હું સમજું છું ત્યાં સુધી બહુ કોઈ સમસ્યાઓ રહી નથી હા ગામડાની અંદર ખેડૂતોને તકલીફ પડે છે કારણ કે ગામડામાં ખેડુતોને રાત્રે વીજળી આપવામાં આવે છે કારણ કે જેથી કરીને એ લોકોને રાત્રે ખેતી થઈ શકે દિવસે મોટો ગામડાઓમાં કાપ હોય છે તો હવે એ લોકો ઈન્વર્ટરથી તો એ ખે ચાલે નહીં પણ હવે તો ગામડાઓમાં પણ સોલાર પેનલનો ઉપયોગ કરતા થયા છે એટલે હવે આના પ્રકાશને લાગતી બહુ સમસ્યાઓ ઓછી થઈ ગઈ છે